અમારી પાડોશના વિસ્તારોમાં એવા કોઈ ઘરો વિશે તો જાણકારી નથી પણ એવા રહેવા માટે સગવડ માટે એક ધર્મશાળા છે અને અહીંયા નજીકમાં જ એક ફરવાનું સ્થાન છે જે તિથલ છે અને ત્યાં તિથલમાં જૈન લોકોની ધર્મશાળા છે અને એ ધર્મશાળામાં સારી એવી રહેવાની વ્યવસ્થા છે રહેવા માટે અને ધારો કે તમારા હરવા ફરવા માટે જે આ તિથલનું જે દરિયો છે એ ઘણો એવો ઘણો એવો પ્રચલિત છે અને એ દરિયા પાસે હવે ધારો કે કોઈ ફરવા આવે તો એમને રહેવા માટે કોઈ સ્થાન તો જોઈએ તો એ ધર્મશાળા એ જૈન લોકોની જે ધર્મશાળા છે તો ત્યાં રહેવા ખાવા પીવા માટેનું એટલું સરસ એ લોકોએ આયોજન કર્યું છે અને ધારો કે તમારા ફેમલી એટલે તમારા પરિવાર સાથે તમે આવો તો તમને રહેવા ખાવા જમવાની પણ સરસ એવી વ્યવસ્થા કરી આપે છે અને એ મુલાકાતીઓ માટે એ લોકો આવે છે ત્યારે ર અ અહીંયા એ લોકોને એટલે મુલાકાતીઓ માટે સુવાની જગ્યા અને એટલું સરસ એ લોકોએ રાખ્યું છે કે આ તમે ધારો કે પરિવાર સાથે એ ધર્મશાળામાં રહો છો તો એ એટલા સરસ રૂમ છે એમના એમના બાથરૂમ્સ છે એ એટલે એમનું જે સ્નાન ગૃહ છે એ પણ સરસ છે અને ભોજન પણ એમનું સારું હોય છે એટલે જમવા માટે પણ એ લોકો સારું એવું જમાડે છે જે મુલાકાતીઓ રહેવા આવે છે એમને અને ત્યાંથી આપણે ધારો કે પ્રવાસ માટે આવ્યા છીએ તો ત્યાંથી આપણને જે તિથલના દરિયા માટે આવ્યા છે તો તિથલનો દરિયો છે પછી અહીંયા અમારે ત્યાં એક પ્રવાસનું સ્થાન છે પારનેરા છે ડુંગર છે પછી સાપુતારા છે આ છે બધા ઘણા એવા છે તો ત્યાંથી એ જે ધર્મશાળા છે એ બધાને ન અ મુલાકાતીઓને એક સેન્ટર એક વચ્ચેનું સ્થાન છે એ જે બધાને નજીક પડે છે જ્યાંથી તમારે ફરવા જવું હોય તો એ જગ્યા જગ્યાએથી તમને નજીક પડે છે અને એ ધર્મશાળા કેવી છે કે ત્યાં તમે જાઓ તો તમને સારા વિચાર આવે નવું નવું જાણવાનું મળે અને પ્રવાસ માટે ધારો કે તમે આવ્યા છો તો એ માટેની થોડી વ વિગત પણ તમને એ જૈન લોકોનો જે ધર્મશાળા છે ત્યાં આપે છે અને એ ધર્મશાળામાં તમને જમવા માટે સુવા માટે પણ સારી એવી વ્યવસ્થા કરી આપે છે જેમ કે જમવામાં અમુક અમુક એવી ધર્મશાળા પણ હોય છે કે જ્યાં જમવાનું થોડું આમ તેમ હોય છે પણ અહીંયા જમવામાં એકદમ સરસ દાળ ભાત શાક રોટલી અને બે જાતની મીઠાઈ હોય છે ફરસાણ હોય છે અને એ લોકોનું કેવું હોય છે કે છ સાડા છ વાગે એ લોકો જમવાનું સ્ટાર્ટ કરી દે છે એટલે મુલાકાતીઓને પણ સારું રહે છે અને ત્યાંનાં રૂમ પણ એટલા સરસ હોય છે રેવા ખાવાની પણ એ લોકો વ્યવસ્થા આપણને કરીને આપે છે અને ધારો કે આપણે આવળે ફરવા જઈએ છીએ તો ત્યાં કેવું હોય છે કે આપણી પાસે અમુક બજે એટલે આપણું અમુક બજેટ હોય છે કે એટલામાં જ આપણે ફરી શકીએ તો ત્યારે આપણી પાસે આપણે ખોટો ખર્ચો કરવા કરતાં આવી રીતે ધર્મશાળા હોય કે ધર્મશાળા હોય તો આપણને સારું પડે છે કારણ કે તમે દૂર સુધી દૂર સુધી દૂરથી તમે આવેલા હોવ તો કેટલો ખર્ચો થઈ જાય તો હવે ધારો કે તિથલ તમે આવ્યા છો તો પણ ઓછામાં ઓછો તમારો પાંચસો ફેમલી જોડે આવ્યા છો તો પંદરસો બે હજારનો ખર્ચો થઈ જાય છે પણ આ ધર્મશાળામાં એટલું સરસ છે કે ઓછા પૈસામાં સારું રહેવાનું હોય છે અને સરસ મજાનું એવું એ લોકોનું રહેવાનું હોય છે જમવા પણ એ લોકો સારું આપે છે અને પ્રવાસીઓ માટે તો એ લોકો એટલા આગળ પડતા હોય છે કે એ લોકો પ્રવાસીઓની પણ ખૂબ દેખરેખ રાખે છે પ્રવાસીઓને પણ એ લોકો સારું રાખે છે અને આવી રીતે હોટલ કે ધર્મશાળામાં આવી રીતે આ સ્થળની મુલાકાત લે ત્યારે મુલાકાતીઓ મોટે ભાગે આ ધર્મશાળામાં રહેતા હોય છે અને આટલું જ મારે કહેવું હતું થેન્ક યુ